હા અમે દવાઓ વૈકલ્પિક સાધનો જેવા કે આયુર્વેદ સિદ્ધ અને હોમિયોપથિથી વાકેફ છીએ અને અમારા દાદાથી લઈને પપ્પાથી લઈને અમારા સુધી અમારા ઘરમાં આયુર્વેદિક દવાઓ જ વપરાય છે અને એનો ઉપયોગ થાય છે અને આયુર્વેદિક દવાઓ છે એ એનો ઉપયોગ કરવાથી આપણને શરીરમાં તાકાત મળે છે એમાં શરીર મજબૂત બને છે અને એમાં આપણને લાંબા ગાળે પર પરમનેન્ટલી હંમેશા માટે એનો ઈલાજ થાય છે અને એટલે આવી પદ્ધતિઓ અમે પસંદ કરીએ છીએ હૉસ્પિટલની મુલાકાત લેવાને બદલે આવી પદ્ધતિઓ અમને શોધવી વધુ પસંદ છે